હેલો જો અમે બિલ્ડિંગ બનાવીએ છીએ ભાઈ અને અમારી બિલ્ડિંગ મોટી બને છે ને અહીંયા રસ્તો કાચો છે એ રસ્તામાં પડવાનો ડર લાગે છે જેમ કે ગાડી હોય મોટરસાઇકલ હોય ચલાવવામાં બહુ તકલીફ પડે કોઈ માણસ પડી જાય આખડી જાય તો એના ટાંટિયા ટૂટી જાય તો પછી બિચારો શું કરે તો અમારે એક રોડ બનાવવાનો છે તો તમે સાત કિલોમીટર રોડ બનાવવાનો છે એમાં તમારે એક કિલોમીટર રોડના કેટલા પૈસા લાગશે

હા હા પડી

હા પણ રોડ એકદમ મજબૂત બનાવવાનો છે પાછો દસ વરસ ત્યાં તૂટે નહીં

ના ના ના એમ તો અમને ભરોસો છે તમે કામ સારું કરો છો પણ છતાંબી અમને જરા શક થાય છે કે કદાચ જો રોડમાં કાંઈ મિસ્ટેક થાય આ ડામરની જગામાં ધૂળ નાખી દો તો એ ઉપાધી થઈ પડે ને અરે ફર્સ્ટ ક્લાસ એમાં આપણું મોઢું દેખાવું જોઈએ હા હા હા હા તો હા હા તો માલ પાણી કેટલાં લેશો હા હા સાઠ કિલોમીટર સાઠ સાઠ

એક કિલોમીટરના કેટલા થાય

કેટલા હા પણ હવે એ ભાઈ રિઝનેબલ કરજો એમ કે ભાઈ આ આ તો હવે શું છે કે ના છૂટકે બનાવવો પડે છે કેમકે રોડ વગર તો કોઈ કામ થાય નહીં હા તો અમને ચિંતા થાય એવું નહીં કરતાં કામ એકદમ સારું કરજો ચાલો

મૂકી દીધો